હું મારા સમુદાયમાં મારી આજુબાજુ વિસ્તારમાં ઘણી પરંપરાગત રીતે ખેતીની પદ્ધતિઓ વખણાય છે કે જે હજીપણ બળદથી વાવેતર કરવામાં વાવેતર કરવામાં આવે છે અને મગફળી જેવી વસ્તુ કે બળદથી વાવવામાં આવે છે પછી હળ હળથી સાંતીયા ખેતર ખેડવામાં આવે છે એવી રીતના ઘણું બીજું તો જે બિયારણ અમુક વસ્તુ છે અમુક વસ્તુ જે સાવ લુપ્ત થતી જાય છે એવી વસ્તુ જેવી કે વાલોળ એવી વસ્તુના જૂના બિયારણ હજી અમુક લોકોએ સાચવી રાખ્યા છે પહેલાં એના પછી એના પછી એવી રીતના તો એ પણ વ્યવસ્થિત રીતના વાવ્યાં છે અને એનું એનો જે જૂનો સ્વાદ હતો એ જ સ્વાદ રહે છે અને બીજું જોઈએ તો પાણી અમુક પાણી પણ અમુક હજુ ધોરિયાથી ધોરિયા કરી અને આખા તરિયામાં વાય છે પાયે પાય છે અને તે પણ જૂની પુરાની પદ્ધતિ છે ને હજી પણ એ ચાલતી જ રહે છે અને અમુક એવા જૂના બિયારણ છે જેમકે અમુક ખેડૂતો છે તે પોતાનું અમુક નવા વસ્તુ વાવતા નથી જે જૂની બિયારણો છે જૂની પદ્ધતિઓ પદ્ધતિથી જ વાય છે અને તેવી રીતના કરે છે